મને યાદ છે મારા જીવનનું સૌથી પેહલું કોમ્પિટિશન કે જેમાં ઓછામાં ઓછા સોથી પણ વધારે કોમ્પિટિટર આવેલા હોય એ વખતે પંદરમી ઓગસ્ટનો આગલો દિવસ એટલે ચૌદમી ઓગસ્ટની રાત્રે સ્વાતંત્ર દિન ઉજવણી નિમિત્તે આ દેશભક્તિના ગીતોની કોમ્પિટિશન રાખેલું એ કોમ્પિટિશનમાં બધા જાત ભાતના જુના નવા ઘણા બધા એવા સોન્ગ ગાયા મારા જીવનનો સૌથી પહેલો એવો અનુભવ કે જ્યારે મારું પરફોર્મન્સ આવ્યું મારા પહેલાં જે ભાઈએ સોન્ગ ગાયું એ બહુ જ સરસ અને રફી સાહેબનું બહુ જ સરસ સોંગ ગાયું અને એના પછી મેં મારી સામે જોયું કે મારો જ્યારે નંબર આવે છે ત્યારે સામે ઓછામાં ઓછી સાત હજારથી આઠ હજાર પબ્લિક છે જે આ માહોલનો મજા માણી રહી છે એ વખતે મને થયું કે હું ગાઈ શકીશ કે નહીં ગાઈ શકું મારું પહેલું શબ્દ ઉચ્ચારણ સાચું થશે કે નહીં થાય સંગીતના સાથીદારો કે જેમના થ્રુ હું તૈયાર થયેલો છું બધાનો સાથ મને મળશે કે નહીં મળે પણ છતાં ભગવાન ઉપર ભરોસો રાખી ઈશ્વર ઉપર પ્રાર્થના કરી મનમાં પ્રાર્થના કરી બે હાથ જોડી અને માઈક લઈ અને જેવી મેં શરૂઆત કરી હજુ શરૂઆત કરતાની સાથે જ તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો કારણ કે જિંદગી ના મોત ના બન જાયે સંભાલો યારો આ ગીતોના શબ્દો હતા અને એ જે પળ છે એ મારી જિંદગીનો એવો પળ છે કે જે હું ક્યારેય નહીં ભૂલી શકું